તમારા ભોજનાલય વિશે મેં મારા મિત્રો પાસેથી જાણ્યું હતું તેથી બે દિવસ પહેલાં તમારા ભોજનાલયની મુલાકાત મેં લીધી હતી તમારી ખાસ વાનગી સેવ ટામેટાનું શાક રોટલો મેં મગાવ્યું હતું અને તેને ચાખ્યું હતું તેથી ધન્યવાદ કરવા માટે મેં તમને કોલ કર્યો છે તમારી વાનગી ખૂબ જ સરસ હતી નાના તમારા લાયક બીજી કોઈ સેવા અત્યારે નથી અમે ફરીથી તમારા ભોજનાલયને જોવા માટે આવીશું

ઓકે ધન્યવાદ અમે ચોક્કસ આવીશું